સૌપ્રથમ તો રેસ્ટોરાં પર ઑફર્સ તપાસવાની છે તો હું મારા વિસ્તારની જે સારામાં સારી રેસ્ટોરન્ટસ હશે એને પસંદ કરીશ કારણ કે રેસ્ટોરન્ટનું જે એક મતલબ ખાવાનું જ હશે રેસ્ટોરન્ટમાં તો તો મતલબ જે ખાવાનું મતલબ મને પસંદ આવે એ જ હું પસંદ કરીશ અને અને એ ખાવાનું હું તપાસ કરીશ કે કઈ રેસ્ટોરન્ટમાં રોજ બરોજ કઈ રેસ્ટોરન્ટમાં રોજ બરોજ તાજી શાકભાજીઓ આવે છે કે ચોખ્ખાં પાણીની વ્યવસ્થા છે અને ચોખ્ખાં પાણીની વ્યવસ્થા છે તેમજ તેમાં કાર્યકર્તા જે ભાઈઓ બહેનો છે જે બાળકો મતલબ જે યુવાનો છે જે રસોઈયાઓ છે જે અંદર કામ કરનાર જે કામવાળાઓ છે મતલબ કારીગરો છે તેઓનો તેઓના મતલબ તેઓની ચોખ્ખાઈ પર ધ્યાન દોરીશ કે તેઓ બરાબર સારી રીતે રહે છે કે નહીં તેઓનું એકબીજા પ્રત્યેનું ચોખ્ખાઈ પ્રત્યેનું સારો અનુભવ છે કે નહીં અને બીજી વસ્તુ એ કે એઓ પોતે રોગ કોઈ રોગથી પીડાતા તો નથી ને કારણ કે આજે જે જ્યાં પણ આપણે જઈએ ત્યાં કોઈપણ માણસને શારીરિક શારીરિક સંબંંધ રિલેટેડ કોઈ તકલીફ હોય છે તો હું ધારોકે રસોઈઓ હશે તો તેને કોઈ ચામડીનો રોગ હશે તો તે બરાબર હાથ કે હાથ કે એના પગ કે બરાબર સાફ નહોતો કરતો હશે અને એ જ હાથથી એ લોટને બનાવતો હશે કે કોઈ વસ્તુને તળતો હશે કે મતલબ રોટલી વણતો હશે તો તેના હાથ કે બરાબર કોઈ વસ્તુને સારી રીત કઈ ખરાબ બેક્ટેરિયાના સંપર્કમાં આવેલાં હશે તો એ જે બધું એની જે બેક્ટેરિયા છે જે ગંદગી છે એ તે ખાવાનામાં પ્રવેશશે અને એના દ્વારા બનાવેલું ખાવાનું જો કોઈ વ્યક્તિ ખાશે તો એને હન્ડ્રેડ પરસેન્ટ સો ટકા રોગ થવાના ચાન્સીસ મતલબ શક્યતા રહેલી છે કે કોઈ રોગ થશે એને તો હું એનું ધ્યાન આપીશ કે ત્યાં જે કામ કરતો સ્ટાફ જે છે એ પ્રોપર મેડિકલ મેડિકલ વિષે એકદમ ચકાસણીવાળો હોવો જોઈએ તેઓ પાસે પોતાનો પુરાવો બી હોવો જોઈએ કે તે પોતે શારીરિક શારીરિક રીતે તંદુરસ્ત છે તેમજ તેઓ માટે તેઓ મતલબ શારીરિક સંબંધ રિલેટેડ હોય છે પણ તો બી તે બરાબર કે મતલબ શારીરિક આજે શારીરિક બીમારી સૌને હોય જ છે પર એવી શારીરિક બીમારી નહીં કે જે તેઓના તેઓની જે ગેર જવાબદારી છે તેના થી આપણને કોઈ માણસનું ભવિષ્ય અથવા તો તે માણસનું માણસનું જીવનને જોખમમાં લાવી શકે તો મેં એને દૂર રાખીશ અને હું ત્યાં કાર્યરત કરતાં રેસ્ટોરન્ટ પર જઈશ અને બીજું હવે આવી રેસ્ટોરન્ટ પર ઓફર્સની વાત જો રેસ્ટોરન્ટ સારી હશે તો હું એમાં ઓફર્સ જોઈશ બે અને ઓફર્સમાં તો મેં એ રીતે પસંદ કરીશ કે જે મારી ભાવતી મને જે ભાવતી રેશિપી છે જે મને ભાવતી જે થાળી છે તો તેની તેની કિંમત કેટલી છે બરાબર તેની કિંમતમાં ઓફર છે મતલબ એની કિંમતમાં કંઇને કંઇ વધારો ઘટાડો હશે અને એનું ધ્યાન રાખીશ કે એ ઓફર જે છે એ કોઈ ઓફર દ્વારા બનેલો ખોરાક જે છે તે કોઈ ઓફર દ્વારા બનેલો જે ખોરાક છે તે કોઈ ખરાબ કોઈ ખરાબ મટિરિયલ કે કોઈ ખરાબ વાનગીના યુઝથી તો નથી બનેલો ને કે આ જો ઓફર ત્યાં જ અપાય છે કે જ્યાં ખાવાનું મતલબ સ્ટોક વધી ગયેલો હોય કે ધારોકે બટાકા છે ડુંગળી છે એ બધા સડેલાનો પણ આજે ઉપયોગ કરીને લોકોને ઓફર્સમાં ખવડાવાય છે કે જેથી તેઓનું શારીરિક માનસિક તંદુરસ્ત પર ખુબજ માંથી માઠી અસર થાય છે અને તેઓએ ખૂબ ખૂબ પોતાનાં જીવનમાં આરોગ્યને આરોગ્ય સંબંધિત આરોગ્ય સંબંધિત જે સ્તર છે તેનામાંથી ખૂબ પસાર થવું પડે છે કારણ કે આજે લોકોને પોતાના ઘરથી પણ વધારે બહારનાં ખાવાનામાં એટલો રસ છે કે આપણે કોઇની તેની કોઈ હદે એની કોઈ હદ જ નથી કારણ કે આજે લોકો આજની મહિલાઓ પણ આજે બધી મહિલાઓ પોતે જોબ કરે છે કે નોકરી કરે છે તો પોતે સાંજે આવીને કંટાળીને એ પોતે બેસી જાય અને ઓનલાઈન આજે કેટલાં બધાં રેસ્ટોરન્ટ છે કે જાણે કે ઝોમાટો છે પછી આપણે ખાવાનામાં મતલબ કંઈ બી વસ્તુ પર એ લોકો ઓડર કરીને તે હોમ ડિલેવરી આજે એની સુવિધા છે તો મતલબ સ્ત્રીઓ પણ એટલી જોવા જઈએ તો એક જાતનું એ લોકોમાં આળસાઈપણું છે કે તેઓ પોતાનો ખોરાક નથી બનાવતાં અને એવું બધું ખાઈને એવું બધું ખાય છે અને પછી તો આરોગ્ય સંબંધિત એ લોકોને કોઈ નુકસાન થઈ શકે કે કોઈ ગંભીર બીમારી પણ થઈ શકે છે તો હવે હું રેસ્ટોરન્ટ પર આ બધી બાબતોને હું ક્લિયર થઈને હું રેસ્ટોરન્ટ પર કોલ કરીશ અને ઓફર્સ માટે તપાસીશ કે કંઈ કઈ ઓફર છે અને એમાં મને કયો પ્રોફિટ થતો છે એનો સ્વાદ કેવો છે અને હું સૌથી મતલબ મને ભાવતો કે થોડો ચીઝી જ ચીઝી સ્પાઈસી ખોરાક પસંદ છે મને તો હું થોડો એવો ખોરાકજ પસંદ કરીશ પર હું એની એનું એમ પણ કાળજી રાખીશ કે એ બધું એ ચીઝ જે છે એમ કોઈ સ્પાઇસિસ છે બધા એ તો બધા એક્સપાયરી તો નહીં હશે ને મતલબ હું એના માટે કનફોર્મેશન કરીશ કે જે જે પ્રોડક્ટ છે જે તમે એને બનાવવા માટે યુસ કરી રહ્યા છો એ એક્સપાયરી તો નથી છે ને અને ટેબલનું વહેલું આરક્ષણ કરવા માટે કોઈ મતલબ મારે એડવાન્સ બુકિંગ કરાવવી છે કે મારે કોઈ જગ્યાએ જવું છે કે મારી કોઈ મારી ફેમેલી જોડે મારે ટાઈમ સ્પેન્ડ કરવા માટે જવું છે આ હમણાં તો હાલ બધાં જ લોકો પોતાની ફેમેલીથી દૂર રહેતા હોય છે અને આવા બધા તહેવારો પર પોતાની પોતાના પોતાના પરિવાર જોડે મળતા હોય છે તો આપણું એક લોંગ ટર્મનું પેલું એક લોંગ ટર્મની આપણી એ હોય કે આપણે જવાનું છે એમ તો એવી રીતે આપણે કોઈ એવી જગ્યાને પસંદ નઇ કરી લેવી જોઈએ કે જ્યાં એનું ખાવાનું ખાવાથી આપણને નુકસાન થાય